ગુજરાતી ભાષાની જાળવણી અને પ્રચાર માટે ગુજરાત રાજ્યમાં રસખા રસ ધરાવતા અને ગુજરાતી ભાષા માતૃભાષા માટે આદર ધરાવતા ઘણા બધા લોકો એકઠા થઈને મ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન જેવી સંસ્થાઓ પણ શરૂ કરી છે આ આ સંસ્થાઓમાં મોટે ભાગે શિક્ષકોને જોડવામાં આવ્યા છે જેથી કરીને સીધો જ લાભ વિધાર્થીઓને મળે અને વધુને વધુ લોકો વિધાર્થીઓ અને નવી પેઢી ગુજરાતી ભાષા માટે જાગૃત થાય આને માટે અનેક પ્રયત્નો એવા પણ કરવામાં આવે છે કે જેથી લોકોને ગુજરાતી ભાષામાં રસ જન્મે કે જેમકે ઘણા કવિ સંમેલનો કરવામાં આવે છે ઘણી જગ્યાએ નાટકો ગુજરાતી ના ગુજરાતી નટકોના પ્રયોગો કરવામાં આવે છે અને આ નાટકો બધાને આ બતાવવામાં આવે છે જેથી લોકો એમાં નાટક અને કાવ્યના આનંદ લઈને પણ ગુજરાતી ભાષાને જાણતા થાય અને ગુજરાતી ભાષાનો આનંદ ઉઠાવતા થાય આ સિવાય બાળકોને અને એના વાલીઓને આ અભિયાનમાં જોળવામાં આવે છે કે જેથી કરીને માત્ર વિધાર્થીઓ ઉપર જ એનું ભારણ ન આવે એના વાલીઓ પણ એને સમજે અને પોતાના બાળકને એની અંદર પ્રેરિત કરે કે પોતાની માતૃભાષા એ શીખે અને એનો આનંદ લે એ રીતે એની મજા લઈ શકે એને માણી શકે એવી રીતે સી શીખવવામાં આ માતૃભાષાના અભિયાનમાં બધા કાર્યક્રમો રાખવામાં આવે છે